કોઈ પણ ભાષા માટે તેનું વ્યાકરણ એ મહત્ત્વનું ભાગ ભજવે છે વ્યાકરણની અંદર એની સંધિ ઉપગ્રહ છંદ એની જે સાત પેલા ભેદ આવે છે એ ભેદ કર્તા કર્મણી ક્રિયાપદ આ બધાનું જે સમલોતન સાધીને એની રચના કરવી ખૂબ અઘરી છે એનું સમતોલન સાધી શકાય છે પણ તમારી એના પરની યોગ્ય પકડ હોવી જોઈએ તમે સર્જન કરવામાં બેસો ત્યારે અભ્યાસક્રમમાં હા મેં સર્જનાત્મક લેખન માટે અભ્યાસક્રમ એનો લીધેલો છે ગુજરાતી વિષય એ મારો લેખનનો અને અભ્યાસનો વિષય પણ રહેલો છે તો એમ કહી શકાય કે લેખન એ યોગ્ય લેખન વ્યાકરણ સંધિ સમાનાર્થી શબ્દો એના વિરોધાર્થી શબ્દો એના આરોહ અવરોહો આ બધું જ છંદ શિખરણી છંદ મંદાક્રાંતા છંદ આ બધા છંદોનો ઉપયોગ કરી અને આપણું વ્યાકરણનું બંધારણ બન્યું છે અને એનો તકની પાસાનો જાણકાર હોય તો જ એ સારું થઈ શકે